હું પોતે હિન્દુ ધર્મ સાથે સંકળાયેલી છું અને હિન્દુ ધર્મ એ સામાન્ય રીતે જ સર્વ ધર્મ સમાન અને સેવાભાવ ધરાવતો ધર્મ ગણાય છે આ હિંદુ ધર્મના લગભગ તમામ તહેવારો એવા જ હોય છે કે જેમાં સામુદાયિક સેવા લોકોની સેવા કરવું એ બાબત સંકળાયેલી હોય છે લગભગ તમામ તહેવારોમાં તમામ ઉત્સવોમાં દિવાળી જ લઈએ હિન્દુ ધર્મનો સૌથી મોટો તહેવાર અને હિન્દુ ધર્મનું નવું વર્ષ તો દિવાળી જ એક દિવાળીમાં જ લોકો ફટાકડાઓ ફોડે છે રંગોળીઓ કરે છે આ રંગોળીના રંગો લેવા માટે લોકો નાના નાના વેપારીઓ પાસે જાય છે ફટાકડા લેવા નાના નાના વેપારીઓ પાસે જાય છે તો એક યા બીજી રીતે એ લોકોને મદદરૂપ આપણે થઈએ જ છીએ બીજી રીતે જોઈએ તો અલગ અલગ યાત્રાઓ થાય છે મઢોમાં માતાજીના મઢોમાં જવા માટે લોકો પગપાળા ચાલીને જાય છે માનતાઓ કરે છે આ બધાની વચ્ચે તેમ જ દર વર્ષ જે ગિરનારની લીલી પરિક્રમા થાય છે તેમાં પણ ઘણા ખરાં લોકો એવાં હોય છે જે પાણીનાં પરબો બંધાવે છે જુદો જુદો ખોરાકની સેવાઓ કરે છે ભંડારો બંધાવે છે અને અલગ અલગ રીતે લોકોની સેવા કરે છે બીજો એક તહેવાર છે નવરાત્રિ નવરાત્રિમાં પણ માતાજીનાં નામે લોકો જે લોકોથી પરવડે એમ નથી એવાં લોકોને કપડાનું દાન કરે છે કે પછી બીજી કોઈ એવી જરૂરિયાતની ચીજવસ્તુઓ નાના બાળકોને ચોપડા કપડાં ચપ્પલ વગેરેનું દાન કરે છે

બીજી રીતે જોઈએ તો હિન્દુ ધર્મમાં કર્મનો સિદ્ધાંત છે કે જેવું તમે કરશો એવું તમે ભોગવશો તો કર્મના નામે પણ લોકો ઘણી ખરી વાર નિસ્વાર્થ ભાવે કે પછી પોતાના કોઈ સ્વાર્થ સાથે પણ લોકોની સેવાઓ કરે છે જ્યારે પગપાળા ચાલી જવાની યાત્રાઓ થાય છે ત્યારે રસ્તામાં લોકોની પગની માલિશ કરવી કે તેમણે પાણી પીવડાવવું આ બધાને ધર્મનું કામ ગણે છે ધર્મ એક યા બીજી રીતે બીજા માનવીની સેવા સાથે સંકળાયેલું જ છે અને કદાચ તેના દ્વારા જ આ બધું શક્ય બને છે હા આગળ તો બીજું એ જ કે ધર્મ અને સેવા એ બહુ ગૂઢ રીતે સંકળાયેલા છે કારણ કે એક રીતે તેવું પણ કહેવામાં આવે કે કૃષ્ણએ પણ પોતાનાં માતાપિતાની શ્રવણે પણ પોતાનાં માતાપિતાની રામે પણ પોતાનાં માતા પિતાની સેવા કરી છે એટલા માટે આપણે કરવું જોઈએ તો ભગવાનને એક એક આદર્શ માનીને પણ આપણે લોકો સેવા કરીએ જ છીએ અને બહુ જાજા ટાઇમથી કરતા આવીએ છીએ અને અત્યારે પણ એ ચાલું જ છે સેવા અને ધર્મની વચ્ચે અત્યારે કદાચ પાતળી એવી જ પાતળી એવી જ રેખા હશે કે જે બંનેને અલગ કરે છે નહીં તો આ બન્ને આજે સરખા જ થઈ રહ્યા છે પછી તમે મંદિર કે હવેલીમાં કહો તે તે લોકો પણ એ જ શબ્દનો ઉપયોગ કરે છે તો ભગવાનની સેવા કરી છે અને એક કે બીજી રીતે તો ભગવાનની સેવા એ એક બીજા વ્યક્તિની સેવા સાથે સંકળાયેલી છે માણસો એ નથી જોતા કે તે પોતે હિન્દુ વ્યક્તિની સેવા કરે છે કે મુસ્લિમ કે ક્રિશ્ચન બસ એ સેવા કરે છે